ઓકે મેડમ તો કેવો રોલ છે મૂવીમાં ઓકે મેડમ મેડમ આ શૂટિંગ કેટલા દિવસ દરમ્યાન થઈ શકશે ઓકે મેમ અને જગ્યાએ આપણે આ શૂટિંગ થાવાનું છે ઓકે મેડમ આનું પેમેન્ટ કઈ રીતે હશે ઓકે તો તમને લાગે છેકે આ શૂટ માટે હું પરફેક્ટ છું

ઓકે મેડમ થેન્ક યુ કે તમે મને આ રોલ માટે યોગ્ય ગણી